રમત એ પહેલાંના યુગથી રમાતી આવે છે નાના બાળકોથી લઇને મોટા લોકો પણ રમતો રમે છે જેથી કરીને રમતોની અસર લોકોમાં સામૂહિક જીવનમાં જોવા મળે છે લોકોના જીવનની કુલ ગુણવત્તા ને રમતોને બધી રીતે ઉપયોગી છે જેમ કે આજકાલની શાકભાજી ફળો દવાઓથી પકવવામાં આવે છે જેથી કરીને શરીરમાં તાકાત મળતી ઓછી થાય છે રમતો એ એક એવી ક્રિયા છે જેનાથી શરીર સુડોળ બને અને વજન વધારે હોય તો ઓછું થાય છે રમતો લોકોનાં અંદર રહેલી કૌશલ્ય જગાડે છે જેથી કરીને તેઓ રમત ગમતમાં આગળ જઈ શકે છે અમુક બાળકોને નાનપણથી જ રમતો રમવામાં હોંશિયાર હોય છે જે જીલ્લા તાલુકા અને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં રમતો રમીને પ્રગતિના રસ્તા પર આગળ જઈ શકે છે આ રીતે રમતો રમવી લોકોને શારીરિક માનસિક અને આર્થિક અને સામાજિક બધી રીતે ફાયદાકારક નીવડે છે આ રીતે આ બધા સકારાત્મક પાસાઓ છે જે લોકોની ગુણવત્તાને વધારે છે